તમારી હોટલમાંથી મેં જે ફૂડ મંગાવેલું હતું તે વાસી હતું અને તાજું બી નહીં અને ખરાબ વાસ આવતી હતી તેના માટે ફરિયાદ કરવા માટે મેં પુરવઠા ખાતામાં જાણ કરી છે જો તમારે સમાધાનની પ્રક્રિયા કરવી હોય તો મને રિફંડ આપો અથવા બદલી આપવા માટે મારી નમ્ર વિનંતી છે